હા મેં સીધી આગ એટલે કે ચૂલા પર પણ રાંધ્યું છે અને ગેસ પણ પર રાંધ્યું છે બંનેમાં ઘણો તફાવત હોય છે બનેનાં સ્વાદ પણ અલગ હોય છે ચૂલા પર રાંધવામાં ઘણી તકલીફ પડે છે જે ગેસમાં બધુ ઈઝી થઈ જાય છે પણ ચૂલા પર રાંધવાની પણ એક અલગ જ મજા હોય છે જેને તેમાં રાંધ્યું હોય તે ખરેખર ખૂબ ભાગ્યશાળી હોય છે અમે હું પહેલાં ભણતી ત્યારે કન્યા છાત્રાલયમાં રહેતી હતી ત્યારે સંસ્થા તરફથી જમવાનું મળતું હતું પરંતુ ક્યારેક ઘરનાં જમવાની ખૂબ યાદ આવતી ત્યારે અમે માટલાં ફોડી અને તેમાં ચૂલો બનાવી અને રાંધતાં કઢી રોટલા મેગી વગેરે બનાવી અને જાતે બનાવીને તે ખાવાનો સ્વાદ માણતાં આજે પણ તે સમય યાદ કરી અને ખૂબ આનંદ આવે છે ત્યારે તે વસ્તુ ખૂબ તકલીફ દાયક લાગતી પણ આજે આ બધી સગવડતા છે છતાં પણ તે દિવસો જે સોનાના દિવસો હતા તે ખૂબ જ યાદ આવે છે આજ તો આજની નારીઓને તો ખૂબ જ બધું આસાનીથી બધું મળી ગયું છે પણ પહેલાંના જમાનાનાં જે બૈરાઓ હતાં તે ખૂબ એટલે ખૂબ સંઘર્ષ કર્યો છે અને ચૂલા ઉપર રાંધીને ચૂલા ફૂંકી ફૂંકીને તેને શ્વાસમાં પણ તકલીફ થઈ જતી છતાં પણ તે તેના ઘરનાં બધાં લોકોને ખૂબ પ્રેમથી ગરમ ગરમ રોટલા શીરો અને કોઈપણ વાનગી એ લોકોને ખાવી હોય તે પોતાની સગવડ ન જુએ પણ ઘરનાં લોકોને બહુ ખૂબ પ્રેમથી બનાવી અને ખવડાવતાં ગેસ માં બધુ એકદમ આસાનીથી થઈ જાય છે ખાલી તમે નોબ ફેરવો એટલે બધું ધીમો ફાસ તમારે જે રીતનું ટેમ્પરેચર જોઈતું હોય તે તમે સેટ કરી શકો છો અને તેમાં પણ અવનવી વાનગીઓ બનાવીને તમે સ્વાદ લઈ શકો છો નાનાં બાળકોને જે ખાવું હોય તે આજકાલનાં બાળકોની તો ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ છે તે લોકો આપણે જે શાક બનાવ્યું હોય કદાચ તે જમવા બેસવા ટાઈમે એવું કહે છે કે આ શાક મારે નથી ખાવું તો આપણી પાસે ગેસની સગવડતા હોવાથી ખૂબ જલદીથી આપણે તેને બીજું શાક બનાવી દઈએ છીએ અને હવે તો ગેસની પણ આ સરકારી યોજનાઓ ને કારણે ગેસની લાઇન પણ આવી ગઈ છે અને જે સિલિન્ડર પહેલાં ખલાસ થઈ જતાં અને આપણે જો તે નોંધાવવાનું ભૂલી જઈએ તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો ઘણીવાર તો આજુબાજુ આપણે લેવા જઈએ તો પણ ન મળી શકે આપણે ઘણાબધા હેરાન થવું પડતું એટલે હવે તો લોકો ઈન્ડક્સન પણ ઘરમાં વસાવીને રાખે છે તે પણ અત્યારે તો હવે ડિઝિટલ થઈ ગયા છે એટલે ખૂબ ઉપયોગી થઈ ઉપયોગમાં આવે છે અને આપણે ઘણી આસાનીથી આપણી બધી જરૂરીયાતો નાનાં બાળકો હોય વડીલો હોય તેને પણ કોઈ રીતે હેરાનગતિ ન થાય એ રીતે આપણે બહાર ગામ ટૂરમાં જઈએ તો પણ તેને સાથે રાખી અને તે લોકોને બધી વસ્તુ બનાવી દઈએ છીએ ગેસ આવતા હવે કોઈ વસ્તુ બનાવવામાં આળસ આવતી નથી જો રાત્રે પણ કાંઈ કોઈને ગરમ સુખડી ખાવી હોય રાબ પીવી હોય શીરો ખાવો હોય જો આપણાં ઘરના પરિવારના સભ્યો ને એ રીતની ડિમાન્ડ હોય તો આપણે પૂરી કરી શકીએ છીએ ચૂલા પર તો રાંધવામાં તો ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો આપણી પાસે ઈંધણ અવેલેબલ ન હોય અથવા તો વરસાદને લીધે તે બધુ ભીનું થઈ ગયું હોય તો પણ આપણે તેને તેને કારણે રસોઈ બનાવવામાં ખૂબ તકલીફ પડે છે જે થાય તે સારા માટે જ થાય છે કેમકે પહેલાં જ્યારે ચૂલા પર રાખતા ત્યારે પણ લાકડાઓનો ખૂબ ઉપયોગ થતો જેથી અબજો લાકડાઓ જે કાપવાં પડતાં એટલાં કોઈ વાવતા નથી ઝાડ જેથી પર્યાવરણ સારું રહે છે અને ચૂલાનો વધુ ઉપયોગ કરવાથી ચૂલાનો વધુ ઉપયોગ કરવાથી ક્યારેક શ્વાસમાં પણ ખૂબ બીમારીઓ જોવા મળતી આપણને જ્યારે આજે જોઈએ તો મહિલાઓ માટે ખૂબ સગવડ થઈ ગઈ છે રાંધવાની વાત હવે ફક્ત મહિલાઓ પૂરતી સિમિત નથી હવે પુરુષો પણ જમવાનું બનાવે છે અને ગેસ અને ઈન્ડક્સન પર રાંધતાં ખૂબ સરળ અને સહેલું બની જાય છે અને ટાઈમની પણ બચત થાય છે ચૂલાનું બનાવવામાં તો ખૂબ વધારે સમય લાગી જતો અને બધી ઋતુઓની ઇફેક્ટ થતી પણ હવે આજે તો ઘરમાં ગેસ હોવાથી આપણે ઘણો બધો સમય બચી જાય છે અને ખૂબ સારી રીતે રસોઈ બનાવીને આપણા આપણા પરિવારના દરેક સભ્યોનો આપણે સમય સાચવી લઈએ છીએ અને તે લોકોની માંગ પણ આપણે આસાનીથી પૂરી કરી શકીએ છીએ